હા સાહેબ આપણે ભાવેશ પટેલ સાહેબ બોલી રહ્યા છો હા સાહેબ હું એન ટી ચૌહાણ છું સાહેબ મેડિકલ રીપ્રેઝન્ટેટિવ સાહેબ આપણે શું કહું છું કે માર્કેટમાં સાહેબ તમે ઑન્કોલૉજિસ્ટ ડૉક્ટર છો કૅન્સરના ડોક્ટર છો તો નવી પ્રોડક્ટ આવેલી છે હૉન્ડા સેટ્રોન કરીને દવા આવેલી છે હવે એ જે દવા છે ને સાહેબ જયારે પેશન્ટને તમે મતલબ હાઈલી કીમો થૅરાપી કે એ બધું આપો તમે બરોબર કેન્સરના દર્દીઓને તો હા તો એ એમાં છે ને કે ઘણા બધા ઉલટીઓ કરી દેતા હોય છે કાઢી નાખતા હોય છે દવાઓ પેટમાં ટકતી નથી હોતી એ દવા તમે આપશો ને એટલે એમને પેટમાં ટકશે પણ ખરાં અને જે એનાં કારણે શું છે કે એમને વારે ઘડીએ જે ઉબકા આવતા હોય છે ઉલટી આવતી હોય છે એટલે એ નહીં આવે એટલે કે આ એન્ટિઇમેટિક ટાઇપનું ડ્રગ છે જે સતત વૉમિટિંગ આવતું રહેતું હોય છે એટલે વૉમિટિંગ એનાથી આવશે નહીં અને પેશન્ટને પણ મતલબ સારી એવી મતલબ રાહત મળશે હા હં હં આ ઉત્પાદ હા

એમાં કેવું છે કે મારું જે ઉત્પાદન છે મારી જે પ્રોડક્ટ મારું ઉત્પાદન છે એ પ્રોડક્ટમાં એક તો પહેલાં તમને સારી એવી ક્વૉલિટી મળશે અને એનું જે પૅકિંગ જે છે એ સારુંવાળું પૅકિંગ છે જે મતલબ કે એનું પૅકિંગ મજબૂત રહેવાથી બહારનું જે ભેજવાળું વાતાવરણ હોય કે જેનાં કારણે એની ડીગ્રી એની જે ગુણવત્તા છે એની ક્રિયલી ક્રિયાતા જે છે ક્રિયક્ષમતા છે કાર્યક્ષમતા જે ઓછી થઇ જતી હોય છે પણ આમાં નહીં થાય તમને જે આનું પૅકિંગ છે એનું જે બંધારણ છે એ બહુ સારું એવું તમને મળશે બીજું શું કે એમાં સાહેબ તમને ભાવ પણ સાહેબ છે ને બજારમાં જે ભાવ ચાલે છે એ ભાવ કરતાં પણ ઘણાં ઓછા ભાવ છે અને સારી એવી અમે જે જગ્યાએ ઉત્પાદન થતાં હોય છે જે કંપની ઉત્પાદન કરતી હોય છે ભારતની ઉચ્ચ જે કંપનીઓ છે ફાર્મા કંપનીઓ દવા કંપનીઓ જે બનાવતી હોય છે દવાઓ ત્યાં અમારી આ દવા બનતી હોય છે અને પેશન્ટને પણ બહુ સસ્તાં ભાવમાં મળી રહશે પેશન્ટને પોસાશે અને સારી એવી ગુણવત્તાવાળી દવા પેશન્ટને મળશે ભાવમાં નહીં જોવું પડે તમારે સાહેબ અને ગુણવત્તામાં પણ નહીં જોવું પડે તમારે બરાબર સાહેબ અને સાહેબ પરિણામમાં તો જોવું જ નહીં પડે ના ના સાહેબ અમને એનાં સેમ્પલ્સ તમને હા સાહેબ ના ના ના ચોક્કસ સાહેબ પરિણામ મળશે હું તમને ના ના ના ના ના સાહેબ હું તમને એનાં સેમ્પલ્સ મોકલાવું છું દવાનાં બૉક્સમાં તમને રવાના કરું તમે એને વાપરી જુઓ અને તમને સાહેબ પરિણામ મળશે સાહેબ ચોક્કસ ચોક્કસ મળશે સાહેબ હું તમને મોકલાવું છું તમે પહેલાં પહેલાં વાપરી જુઓ સાહેબ બરાબર તમારાં પેશન્ટ તમારા દર્દીને આપી જુઓ સાહેબ ના ના મળીએ મળીએ મળીએ સાહેબ રુબરુ મળીએ સાહેબ હા